હા પહેલાંના જમાનામાં ટેકનોલોજીનો અભાવ હતો પણ આજના જમાનામાં ટેકનોલોજીનો ઘણો બધો વિકાસ થયો છે લોકોના જીવન પર પણ બદલાવ આવ્યો છે પહેલાંના જમાના કરતાં આજના જમાનામાં ટેકનોલોજીમાં ઘણો સુધાર આવ્યો છે વિવિધ સાધનો વાપરવા લાગ્યા છે લોકો તેમજ સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ પણ વધી ગયો છે ટેકનોલોજીનાં માધ્યમથી તમે દરેક વસ્તુ સરળ બની ગઈ છે આપણે ક્યાંય પણ જવું હોય તો ટિકિટ પણ ઓનલાઈન બૂકિંગ કરી અને સરળતાથી થઈ શકે છે હોટેલનું પેમેટ પણ આપણે ફોન પે દ્વારા ગૂગલ પે દ્વારા કરી શકીએ છીએ તેમજ વિવિધ શોપિંગો પણ ઓનલાઈન દ્વારા કરી શકાય છે ફ્લિપકાર્ટ મીસો એમેઝોન મૈત્રા વગેરે જેવી એપ જોવા મળે છે તેમાંથી આપણે સોપિંગ કરી શકીએ છીએ વિવિધ વસ્તુઓ પણ આપણે મેળવી શકાય છે ઘરની કોઈ પણ વસ્તુ કે અનાજ કરિયાણું હોય તે પણ આપણે ઓનલાઈન મગાવી શકીએ છીએ જેને કારણે આપણો સમય પણ બચે છે તેમજ આપણે સરળતાથી તે વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે આમ જોઈએ તો ટેકનોલોજીએ લોકોના જીવનમાં ઘણો બધો સુધાર કર્યો છે તેમજ આજના જમાનામાં ટેકનોલોજી તે આગળ ને આગળ વિકાસ પામવા લાગી છે ટેકનોલોજી દ્વારા સ્માર્ટફોન અને ઇન્ટરનેટના ઉપયોગથી લોકો સારો એવો ઉપયોગ કરી તેમજ ઘર બેઠા ઈન્ટરનેટ દ્વારા કામ પણ કરી શકે છે હોમ ફોર વર્ક પણ કરી શકે છે લોકોને ક્યાંય જવું હોય તો ટિકિટ ઓનલાઇન બુકિંગ કરી શકે છે આમ જોઈએ તો આજનાં જમાનામાં ટેક્નોલોજી એ ઘણા પ્રમાણમાં વિકાસ પામી ગઈ છે અને આગળ પણ તે વિકાસ પામશે પહેલાંના જમાનામાં ટેક્નોલોજીનો ઘણો અભાવ હતો પહેલાંના જમાનામાં સ્માર્ટફોન કે ઇન્ટરનેટનો ઉપયોગ થતો નહીં પણ આજના જમાનામાં ઇન્ટરનેટનો ઉપયોગ એ વધી ગયો છે તેમજ આપણે હોટેલ બેન્કિંગ પેમેટ સોપિંગ વગેરે વસ્તુઓ માટે માહિતી મેળવી શકીએ છીએ ઇન્ટેરેટ દ્વારા આપણને કોઈ પણ કવેસ્ચન કરીએ તો તે સરળતાથી આપણને આન્સર મળે છે અને આપણે તેનાં વિશે જાણી શકીએ છીએ આમ જોઈએ તો ટેક્નોલોજીના સુધારથી લોકોના જીવનમાં ઘણો સુધાર આવ્યો છે તેમજ લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે આજના કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જે ફોનનો ઉપયોગ નહીં કરતું હોય આમ જોઈએ તો પહેલાંના જમાનામાં ફોન કે મોબાઈલ ફોન કે ઇન્ટરનેટ હતું જ નહીં જેને કારણે સરળતાથી કોઈ પણ વસ્તુ મેળવી શકાતી નહીં પણ આજના સમયમાં આપણે ફોન દ્વારા ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ ઘટના કે કોઈ પણ વસ્તુ જે થઈ હોય તે બીજા દેશોમાં પણ થઈ હોય તો તે આપણે સરળતાથી જાણી શકીએ છીએ આજના જમાનામાં વિવિધ ટેક્નોલોજીના સુધારને કારણે લોકોના જીવનમાં ઘણો બધો ફેરફાર આવ્યો છે આમ જોઈએ તો ટેકનોલોજી એ દિવસે ને દિવસે પોતાનું સ્થાન આગળ વધતું ગયું છે અને સતત ટેક્નોલોજીના વિકાસમાં ફેરફારો જોવા મળે છે જેને કારણે આપણે સરળતાથી આપણું જીવન બદલી શકીએ છીએ ને આજના જમાનામાં પહેલાંના જમાના કરતાં આજના જમાનામાં ટેક્નોલોજીને કારણે લોકોનાં જીવનમાં ઘણો બધો ફેરફાર આવ્યો છે અને લોકો તેનો ઉપયોગ પણ સારી રીતે કરે છે ટેક્નોલોજીને લીધે ઘણી બાબતો એ વ્યક્તિને સરળતાથી મળી જાય છે જેને કારણે કોઈપણ વ્યક્તિ એ આજના જમાનામાં ટેક્નોલોજીથી વંચિત નથી આથી કહી શકાય કે ટેક્નોલોજીના સુધારથી લોકોના જીવનમાં ઘણા બધા ફેરફારો આવે છે પહેલાંના જમાના કરતાં આજના જમાનામાં જે સુધરેલી જે ટેકનોલોજી છે તેને કારણે લોકો વિવિધ સાધનોનો ઉપયોગ કરતા થઈ ગયા છે અને વિવિધ રીતે ઇન્ટરનેટ દ્વારા કામ કરી શકે છે અને સરળતાથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેનો ઉપયોગ કરી શકે છે આથી પહેલાંના જમાના કરતાં આજના જમાનામાં ઘણું ટેકનોલોજી એ સુધરી ગયું છે